અમારા પરિવારની સંસ્કૃતિક પરંપરાઓમાં ઘણા ઐતિહાસિક અને મહત્વપૂર્ણ પાસા સામેલ છે જે આજકાલ પણ શ્રદ્ધાપૂર્વક અનુસરવામાં આવે છે ખાસ કરીને ઉત્સવો અને લગ્નોમાં આ પરંપરાઓનું ખાસ મહત્વ છે ઉત્સવોમાં હરિયાળી ઉત્સવ દિવાળી રંગોળી આ દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે દિવાળીના પ્રસંગે અમે અમારા ઘરમાં બધા જ સભ્યો મળીને ઘરનું પૂજન કરીએ દીવાઓ તથા તેહવારોને ઉજવવાનો અનિવાર્ય પ્રયોગ કરીએ છીએ આ દ્રષ્ટિએ એક નવો શુભારંભ માની શકાય છે શાસ્ત્રીય રીતે દરેક ઉત્સવમાં ખાસ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે જેમ કે ઠાકોર પૂજાની કંદોળા દૂધપાક જે પરંપરાગત રીતે બનાવામાં આવે છે લગ્ન જેવા ઉત્સવમાં લગ્ન જેવા પ્રસંગોમાં લગ્નોમાં અનેક રીતિ રિવાજો અનુસરવા અને વિધિનું પાલન કરવાનું અમારા પરિવારમાં અનિવાર્ય છે લગ્નના સમયે એક મહત્વપૂર્ણ તહેવાર તરીકે એક કે બે પરિવારને એકરૂપ કરવાના ઉદ્દેશ્યથી આ વિધાન કરાય છે આમાં મંડપ સ્થાપના ગુજરાતી શરમણી અને લાડી દુલ્હા માટે તાજ પેહરાવાની પરંપરાઓ મુખ્ય છે લગ્ન પ્રસંગે સંગીત અને નૃત્ય અનિવાર્ય માનવામાં આવે છે પંદરેક વર્ષોથી અમારા પરિવારના સભ્યોએ ખાસ નૃત્ય પ્રદર્શન માટે ભેગા થાય છે જેમાં દરેક લોકોની જોડણી અને એકતા દર્શાવામાં આવે છે આ નૃત્ય પરંપરાગત ગીતો પર આધારિત છે જે આપણા પરિવારની વારસાગત જોડ ટુને પ્રદર્શિત કરે છે પરિવારની એકતા તરીકે પરંપરાઓના પરિવારની એકતાઓ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ઉત્સવો અને લગ્ન માત્ર સામાજિક ઇવેન્ટ નથી પરંતુ આવા લાગણી પ્રેમ અને એકતા વ્યક્ત થાય છે એ માટેના પ્રસંગો છે આ પરંપરાઓનું પાલન કરતા આપણા સબંધ વધુ મજબૂત થાય છે અને નવી પેઢીએ આ સંસ્કૃતિનો વારસો અપનાવો પણ સહેલાઈથી થઈ જાય છે આ રીતે પરિવારની એકતાઓ વિવિધ પ્રસંગો તથા જે લગ્ન પ્રસંગે થતા મેળાપો એકબીજા વતને વધુ ગાઢ બનાવે છે અને સબંધો ફરી તાજા રહે છે અમારા પરિવારની સંસ્કૃતિ પરંપરાઓમાં સમય સાથે પણ યથાવત રહી છે અને આજે પણ એ અમારે રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે જૂની પુરાણી પરંપરાઓ પ્રમાણે નવા યુગ સાથે એનો સમન્વય કરી અને સહભાગ થઈ અને આગળ વધી શકીયે એવી અમારી ઈચ્છાઓ રહેતી હોય છે અને એના કારણે અમે એ પરંપરાઓને સાથે ચાલીને નવા યુગ સાથે ચાલીએ છીએ